હલો હાં યોગેશ અરે મારે થોડીક મદદની જરૂર પડી છે તો થોડીક હેલ્પ કર ને હા જોને લગભગ તો મેં મહિનો જેવો થયો મારા મોબાઈલને પણ મારો અત્યારે છે ને આખો મોબાઈલ અપડેટ થઈ ગયો છે તો મારે નવું એકાઉન્ટ કંઈક બનાવવાનું છે તો થોડુંક મદદ કર શું કરવાનું સેટિંગમાં હા હા હં કંઈ નહી હું ફરી જાવ છુ સેટિંગમાં પછી તું મને કેજે સ્ટેપ બાય સ્ટેપ મને જણાવજે કે શું કરવાનું છે હ હા હું સેટિંગમાં ગયો હવે હવે શું ડીજીલોકરમાં હા હા હા ગયો હવે ઓકે એમાં શું નાંખવાનું છે એકાઉન્ટ નંબર બરાબર નાંખી દીધો

આભાર હં